રીડિંગ એ એક એવો હોબી છે કે જે માણસને એની લાઈફમાં અપલીફ્ટ કરે છે વાંચનની શરૂઆત મેં મારા જીવનમાં અગિયાર બાર વર્ષનો હતો ત્યારથી કરી અને બાળપણથી જ સૌથી પહેલાં સાહિત્ય નોવેલ નવલકથાઓ જેને કહી શકાય અલગ અલગ પ્રકારની ફેન્ટસી સ્ટોરી ફેરીટેલ્સ કે જેમાં એક હાઇપોથીકેશન હોય જેમાં એક ધારણા હોય કોઈ સાચું કેરેક્ટર ના હોય કોઈ સાચું પાત્ર ના હોય આવા પ્રકારની બુક્સથી મેં વાંચવાની શરૂઆત કરી ત્યારપછી એક તબક્કો એવો આવ્યો કે જેમાં મેં સાહિત્યને વાંચવાનું શરૂ કર્યું ખાસ કરીને જેમાં ગુજરાતી અને હિન્દી સાહિત્યને મેં ખૂબ વાંચ્યું ગુજરાતી કવિઓની કવિતાઓ વાંચી હાસ્ય લેખકો વાંચ્યા જ્યોતીન્દ્ર દવે નાના લાલ ભટ્ટ અશ્વિની ભટ્ટ કાજલ ઓઝા જય વસાવડા વગેરે જેવા ગુજરાતનાં નામાંકિત લેખકોની સાથે સાથે રમણલાલ સોની ધ્રુવ ભટ્ટ વગેરે જેવા લેખકોને પણ વાંચ્યા અને એક તબક્કે એવો સમય આવ્યો કે સાહિત્ય તરફથી ધર્મ તરફ અને ધર્મ તરફથી આધ્યાત્મ તરફ મારું ધ્યાન ગયું અને આધ્યાત્મ તરફ જ્યારે ધ્યાન ગયું ત્યારે તમામ પુસ્તકો છૂટી ગયા તમામ બુક છૂટી ગઈ અને સાહિત્ય અને નવલકથાઓ છે એ મને એક ફક્તને ફક્ત હાઇપોથિકેશન અથવા તો એક જેને કહેવાય કે પૂર્વધારીત નવલકથાઓ જેવી લાગવા લાગી ત્યારપછી ધાર્મિક પુસ્તકોમાં મેં ભગવદ્ ગીતા રામાયણ ગરૂડ પુરાણ તુલસી કૃત રામાયણ આવે છે અષ્ટાવક્રી ગીતા આવે છે વગેરે જેવી વાંચવાની શરૂઆત કરી ભગવદ્ ગીતા મહાભારત રામાયણ ગરૂડ પુરાણ સ્કંધ પુરાણ કઠોપનિસદ મંડૂક્યો ઉપનિષદ તંત્ર રાજ તંત્રમ તેમ જ કબીરના પુસ્તકો ઓશોના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી ધર્મ અને આધ્યાત્મ આ બંને અલગ વસ્તુ છે ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હોવું બંને અલગ ઘટના છે આ વાતની મને જ્યારે ખબર પડી ત્યારે મારી ઉંમર પંદર વરસની હતી એ સમયે મેં સૌથી વધારે ઓશો રજનિસ જય ક્રિશ્ન મૂર્તિ અને અન્ય ચાર્લ્સ ડાર્વિનને વાંચવાની શરૂઆત કરી ચાર્લ્સ ડાર્વિન અને આઇઝેક ન્યુટન તેમજ સ્ટીફન હોકીન્સ આમને જ્યારે વાંચ્યા ત્યારે મને ફિઝિક્સ અને ઉર્જા વિષે ઘણો બધો ખ્યાલ આવ્યો એનર્જી વિષે ઘણો બધો ખ્યાલ આવ્યો ચાર્લ્સ ડાર્વિનને વાંચ્યા ત્યારે મને ઇવોલ્યુઓસન ઓફ ધ મેન એટલે કે માનવની ઉત્ક્રાંતિ વિષે ખ્યાલ આવ્યો અને ત્યારે મને એ ખબર પડી કે માણસ સૌથી વધારે પ્રગતિશીલ વ્યક્તિ છે અને સતત એ પોતાનામાં કાંઈને કાંઈ નવીનતાઓ લાવતો હોય છે આ નવીનતાઓ એ જીવનભર જે લાવા માટે પ્રયત્ન કરે છે એ નવીનતાઓ એના ડીએનેમાં એસ્ટાબ્લીશ થાય છે અને એ જ રીતે માનવ પ્રજાતિની ઉત્ક્રાંતિ થતી હોય છે ચાર્લ્સ ડાર્વિન અને વગેરે જેવા વૈજ્ઞાનિકોને જ્યારે વાંચ્યા ત્યાર પછીનો એક તબક્કો એવો આવ્યો જેમાં મેં વૈજ્ઞાનિક અને ધાર્મિક પુસ્તકોનો સમન્વય કર્યો અને વિજ્ઞાન કઈ રીતે ધર્મ સાથે જોડાએલું છે એટમ ફિઝિક્સ કઈ રીતે ધર્મ સાથે જોડાએલું છે ટાઈમ સાઇકલ કઈ રીતે ધર્મ સાથે જોડાએલી છે વગેરે જેવી વસ્તુઓ છે એ મેં ધ્યાનમાં લીધી રિલિજન આ જ રીતે આગળ વધ્યો અને એમાં તંત્ર અને આધ્યાત્મની શરૂઆત થઈ તંત્રમાં દસ મહા વિદ્યાઓ જેમાં શ્રી વિદ્યા બગલા મુખી તારા છીન્ન મસ્તા કમલા કાલી વગેરે જેવી મહા વિદ્યાઓ વિષે મેં ચર્ચા કરી અને વાંચ્યા તેમાં મંત્રનું રહસ્ય શું છે ન્યાસનું રહસ્ય શું છે તર્પણનું રહસ્ય શું છે વગેરે મેં વાંચ્યું તેની સાથે સાથે ઓશો રજનિસના મહાવીર ઉપરના ગાંધી પરના ગોડસે પરના બુદ્ધ ઉપરના ક્રષ્ન ઉપરના મીરા ઉપરના નરસિંહ મહેતા વગેરે જેવા થોટ્સ એમના વાંચ્યા સોક્રેટિસ વિષે ઓશો પાસેથી સાંભળ્યું ત્યારે જાણવા મળ્યું કે તત્ત્વજ્ઞાન એ સૌથી ઉપરનું જ્ઞાન છે અને તત્ત્વજ્ઞાન વિષે જો ચર્ચા કરીએ તો તત્ત્વજ્ઞાનના અનેક પુસ્તકો અવેલેબલ છે જેમાં જે ક્રિશ્ન મૂર્તિ અને ઓશો છે એ મોખરે આવે છે ગ્રીસના તત્ત્વજ્ઞાનીઓમાં વાત કરીએ તો સોક્રેટિસનું નામ આવે છે ચીનના તત્ત્વજ્ઞાનીઓમાં વાત કરીએ તો યેત્સે લાઓત્સે નિત્સેનું નામ આવે છે આ તમામ તત્ત્વજ્ઞાનનો એક સાર છે અને એ સાર એ છે કે ઈશ્વર એક જ છે અને એ તમારી અંદરથી જ છે મંત્ર તંત્ર વિષે જ્યારે મેં વાંચવાની શરૂઆત કરી ત્યારે મેં ભૈરવ તંત્ર રુદ્ર યામલ તંત્ર ગૌરી રાજ તંત્ર મહા નિર્વાણ તંત્ર તંત્ર રાજ તંત્રમ તેમ જ કુલાર્વણ તંત્ર વગેરે વિષે વાંચવાની શરૂઆત કરી ખાસ કરીને શિવ અને પાર્વતીના સંવાદ છે એ તંત્ર માર્ગમાં સ્થાપિત થએલા છે તંત્ર માર્ગમાં શિવ અને પાર્વતીના સંવાદ વિષે જો ચર્ચા કરીએ તો તેમાં શિવ છે એ ગુરુ સ્વરૂપે છે અને પાર્વતી શિષ્યા સ્વરૂપે છે એમાં તે પતિ પત્નીનો સબંધ નથી પરંતુ ગુરુ અને શિષ્યનો સંબધ છે જ્યારે જ્યારે પાર્વતીએ શિવને પ્રશ્ન કર્યા છે ત્યારે શિવના મુખેથી આ પુસ્તકોમાં એક માનવજાતના કલ્યાણ માટે અનેક અનેક પ્રકારના રસ્તાઓ અનેક અનેક સાધનાઓ અને મંત્રો નીકળ્યા છે ખાસ કરીને મારી જે પસંદગીની બુક છે એમાં હું તમાને તમને વાત કરું તો ઓશો દ્વારા લિખિત શિવ સૂત્ર ઓશો દ્વારા લિખિત ક્રિશ્ન મારી દ્રષ્ટિએ તેમ જ શિવ દ્વારા બોલાએલું તંત્ર રાજ તંત્રમ મહાનિર્વાણ તંત્રમ મૃત્યુંજય ભટારિકા તેમ જ કુલારણવ તંત્ર અને ગાંધર્વ તંત્રનો સમાવેશ થાય છે આની સાથે સાથે દસ મહાવિદ્યાઓમાંથી કરપાત્રિ મહારાજ દ્વારા લખેલી શ્રી વિદ્યારણવ તંત્ર છે એ મારું એક પસંદગીનું પુસ્તક છે શ્રી વિદ્યાનો ઉપાસક હોવાથી હું ખાસ કરીને શ્રી વિદ્યાને સંલગ્ન અનેક પ્રકારના પુસ્તકો વાંચું છું અને એનું મન ચિંતન અને અધ્યયન કરું છું આની સાથે સાથે ગીતા પ્રેસ ગોરખપુરનું અષ્ટા વક્ર ગીતા તેમ જ યુગ વશિષ્ટ એમણે મારા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવેલો છે યોગ વશિષ્ઠ પુસ્તક વિષે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ જ્યારે બાર તેર વરસના હતા ત્યારે એ એક હ્યુમન બોડીમાં જ્યારે એ અવસ્થા હતી એમની ચેતન અવસ્થા હતી ત્યારે એક ડિપ્રેસિવ સ્ટેજમાં આવે છે અને ભગવાન શ્રી રામ જ્યારે ડિપ્રેસિવ સ્ટેજમાં આવે છે ત્યારે એમના ગુરુ વિશ્વા મિત્રને એ વાત કરે છે કે ભાઈ મને આ દુનિયા એકદમ ખોટી લાગે છે મને આ દુનિયા એકદમ અસાર લાગે છે તો મારે શું કરવું તો એ વિશ્વા મિત્ર અને ભગવાન શ્રી રામ વચ્ચેનો જે સંવાદ છે એ પૂરે પૂરો સંવાદ એ રામાયણ તરીકે યોગ વશિષ્ઠ રામાયણ તરીકે ઓળખાય છે એમ યોગ વશિષ્ઠ રામાયણ એ ફક્ત કંઈ નથી એનો માત્રને માત્ર એટલો જ સાર છે કે સોયના અણી જેટલો પણ સંકલ્પ જો તમારામાં સ્થિત હશે તોય જીવની મુક્તિ સંભવ નથી તો સોયની અણી જેટલો પણ સંકલ્પની વાત અવે આવે છે ત્યારે એવી વાત કરે છે કે જીવ માત્રને મુક્તિનો પણ સંકલ્પ ના હોવો જોએ ત્યારે જ એ મુક્ત થઈ શકે તંત્ર રાજ તંત્રમ અને કોલારવણ તંત્ર છે એ તંત્ર માર્ગના બહુ મોટા પુસ્તકો છે કોલારવણ તંત્રમાં શિવ અને પાર્વતીનો સંવાદ છે અહીંયાં શિવ અને પાર્વતી એ કોઈ પતિ પત્ની સ્વરૂપે નથી એ શિવ અને શક્તિ સ્વરૂપે છે પાર્વતી ઉત્તમ શિષ્યા છે અને શિવ ઉત્તમ ગુરુ છે માટે એવું કહી શકાય કે જ્યારે જ્યારે ભગવાન શંકરે શ્રુણું દેવી પ્રવકશ્યામી કરીને વાત શરૂ કરી છે ત્યારે માનવ જીવનના ઉદ્ધાર માટે તેમણે કાંઈને કાંઈ સાધન અને કાંઈને કાંઈ મંત્રો આપ્યા છે પાર્વતી એ કરુણાંના મૂર્તિ છે માટે એમણે હંમેશાં એક પત્ની તરીકે જ્યારે પોતાના પતિને પ્રશ્નો કર્યા છે ત્યારે એવા પ્રશ્નો કર્યા છેકે ભગવાન મને એવા રસ્તા બતાવો જીવ માત્રનું કલ્યાણ થાય કુલારવણ તંત્રમાં ગુરુ અને શિષ્ય પરંપરા છે એમને આગળ વધારવામાં આવી છે સાધનાના અનેક માર્ગ છે વૈષ્નવા ચાર છે વામાં ચાર છે દક્ષિણા ચાર છે કૌલ માર્ગ છે તેમાં શિવે કલયુગને આધારે એવું કીધું છે કે વૈદિક પરંપરા કરતાં પણ કૌલ માર્ગ છે એ અત્યારે સાધન માટેનો શ્રેષ્ઠ માર્ગ છે કૌલ માર્ગ માં પંચમકારનો સમાવેશ કરવામાં આવે છે પંચમ કારમાં માંસ મદિરા મજા મત્સ્ય અને મૈથુનનો સમાવેશ થાય છે દુનિયા આને બહુ અલગ રીતે જોવે છે પરંતુ કૌલમાર્ગ એ સાધન માટેનો ઉત્તમ માર્ગ કહેવામાં આવે છે આવું કોલારવણ તંત્રમાં ભગવાન શિવ દ્વારા વર્ણીત છે જેમાં તમારી ઇડા પિંગલા અને સુષુમ્ન નાડી મતલબ કે ચંદ્ર નાડી સુર્ય નાડી અને જે મધ્યસ્થ નાડી છે જેમના વિષે ચર્ચા કરવામાં આવી છે આ પુસ્તકમાં શિવે ગુરુને શિષ્યનું ચયન કરતાં પહેલાં કેટલી કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી આમની સાથે સાથે શિષ્યએ ગુરુનું ચયન કરતાં પહેલાં કેટલી કેટલી વાતોને ધ્યાનમાં રાખી જેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે જેમાં એ કહે છે કે ગુરુ લોભી ન હોવો જોએ ધૂર્ત ન હોવો જોઈએ કુસંગવી ન હોવો જોઈએ વ્યભિચારી ન હોવો જોઈએ આમની સાથે સાથે શિષ્ય છે એ પણ લોભી ન હોવો જોઈએ ધનની લાલસાથી આવેલો ન હોવો જોઈએ મુક્તિ ગામી હોવો જોઈએ મોક્ષ માર્ગી હોવો જોઈએ ગુરુ અને શિષ્યનો જ્યારે આ તારનો સંબધ સ્થપાય છે ત્યારે જ કોઈ આધ્યાત્મિક ઘટના ઘટે છે જેની વાત ભગવાન શિવે મા પાર્વતીને કહેલી છે સાથે સાથે મા પાર્વતી એમને પૂછે પણ છે કે આમની સાથે સાથે મને સાધના બતાવો ત્યારે સમસ્ત મનુષ્ય માટે એ પરા પ્રસાદ મંત્ર રજૂ કરે છે પરા પ્રસાદ મંત્ર એ એવી ઘટના છે કે જે અજપા જપ કેવામાં આવે છે અજપા જપ એટલે કે તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ માનસિક રીતે એ જપ છે એ જપાતા રે એમને અજપા જપ કેવામાં આવે છે એક સામાન્ય મનુષ્ય એકવીસ હજાર અને છસો વખત પોતાની શ્વાસો શ્વાસની પ્રક્રિયા કરે છે એ જ્યારે શ્વાસ અંદર લે છે ત્યારે સો કરીને અવાજ આવે છે અને શ્વાસ બહાર કાઢે છે ઉચ્છવાસમાં હમ કરીને અવાજ આવે છે આ સોહમ એ પરા પ્રસાદ મંત્ર છે અને ભગવન શિવ કુલાણરવ તંત્રમાં એવી ચર્ચા કરે છે કે જ કોઈ મનુષ્ય આ સોહમ મંત્રને સાધી લે તો દેવતાઓ પણ એમની પાસે મુક્તિ માટે યાચના કરવા આવે છે માટે કોઈપણ ક્રિયા અથવા કોઈપણ કાર્ય કે મંત્ર તંત્ર સાધના યજ્ઞ હોમ કે હવન કશું કરવાની જરૂર નથી ફક્ત અને ફક્ત સોહમ મંત્ર છે એ સાધવાની જરૂર છે આ મંત્ર શું કામ એને ભગવાન શિવે મા પાર્વતીને કહ્યો એનું અમુક મુખ્ય કારણ છે એક વખત મા પાર્વતી જ્યારે શિવને પ્રશ્ન કરે છે કે દુનિયા આખી તમારી સાધના કરે છે દુનિયા આખી તમને પૂછે છે ત્યારે તમે ધ્યાન કોનું કરો છો તમે સમાધિમાં છો તો તમે કોનું ધ્યાન કરો છો ત્યારે શિવ કહે છે કે હું કોઈનું ધ્યાન નથી કરતો હું ફક્ત સોહમ મંત્રના જાપ કરું છું આધ્યાત્મ માર્ગમાં એક માર્ગ છે એ ક્રિયા યોગનો માર્ગ પણ છે અને એવું કહેવાય છે કે ક્રિયા યોગના ગુરુ એટલે કે મહા અવતાર બાબાજી જેમની ગુફા છે હિમાલયમાં આવેલી છે મહા અવતાર બાબાજીના પુસ્તકોમાં ઘણાબધા પુસ્તકો જેમાં ખાસ કરીને પરમહંસ યોગાનંદા અને અત્યારના પ્રવર્તમાન સ્થિતિમાં તમે વાત કરો તો શ્રી એમ કરીને છે જ ક્રિયા યોગ શોખવે છે એ ગુરુ પરંપરા પણ અલગ ગરમ ગુરુ પરંપરા છે જેમના પુસ્તકોમાં યાત્રા નિરંતર અને હિમાલયના મારા અનુભવો વગેરેનો સમાવેશ થાય છે ક્રિયા યોગ એ શ્વાસની જ ક્રિયા છે જેમાં અનુલોમ વિલોમ અને ખેંચરી મુદ્રાનો સમાવેશ થાય છે એવું કહેવામાં આવે છે ક્રષ્ન દ્વારા ગીતામાં કે સૌથી પહેલાં તો કર્મ યોગ છે તેના પછી આવે છે ધ્યાન યોગ આવે છે પછી જ્ઞાન યોગ આવે છે અને ભક્તિ યોગ આવે છે તો ધ્યાન યોગ એ ક્રિયા યોગનો ક્રિયા યોગ એ ધ્યાન યોગનો જ એક ભાગ છે જેમાં યોગીઓ પોતાની આયુ છે એ શ્વાસો શ્વાસને નિયમન કરી અને એટલી વધારે છે જેથી કરીને પોતાની સાધનાઓને નિરંતર ટકાવી શકે ખાસ કરીને યોગ માર્ગનો ઉપયોગ ચીનમાં અને તિબેટમાં લામાઓ દ્વારા કરવામાં આવે છે અને આ પુસ્તકોમાં એ વિદ્યા જેને કે ખેંચરી વિધ્યા કેવાય છે જે વર્ણીત છે જેમાં મનુષ્ય પોતાના શરીરના વજનને હવાના પાર્ટીકલ જેટલું પાતળો કરી શકે જેથી કરીને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સિમ્પલી સ્થળાંતરીત કરી શકે તો વૈજ્ઞાનિક રીતે હું તમને કહુ તો એવું બની શકે કે જો તમારા તમારી અંદર જે ગુરુત્વાકર્ષણનું નીયમ કામ કરે છે એમનું માત્રને માત્ર એ કારણ છે કે તમારા શરીરમાં પૃથ્વી તત્ત્વનું પ્રમાણ વધારે છે જેટલું પૃથ્વી તત્ત્વનું પ્રમાણ વધારે છે તેટલું તમે આ ગ્રેવીટીથી વધારે ઇમ્પેક્ટ થાય છે જેટલી ગ્રેવીટીનું પ્રમાણ પૃથ્વી પર વધારે છે એની સામે તમારા તમારા શરીરના વજનને યોગ સાધનાથી એટલું હલકું કરી શકો કે એ હવાના પાર્ટીકલ જેટલું હલકું થઈ જાય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી સરળતાથી સ્થળાંતરીત કરી શકો છો હિમ શિખરોમાં જ્યાં વર્ષોથી વરફ આચ્છાદિત જમીનો છે જ્યાં ખુલ્લા પગે ચાલવું શક્ય નથી હાલની તકે પણ ત્યાં તિબેટના લામાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરીત કરે છે જેની ચર્ચા બાણ દેવ લિખિત પુસ્તકોમાં છે જેમાં જેનું નામ છે તિબેટના મારા અનુભવો તો આવી રીતે અનેક પ્રકારના આધ્યાત્મ પુસ્તકો મેં વાંચેલા છે એમની સાથે સાથે તંત્ર રાજ તંત્રમ કરીને એક પુસ્તક છે જે બે ભાગમાં વર્ણીત છે તંત્ર રાજ તંત્રમ એ બીજું કશું નથી પણ શ્રી વિદ્યા સાધનાની એક વિધિ છે શ્રી વિધ્યા સાધના બે રીતે કરી શકાય છે જે પુસ્તકમાં વર્ણીત છે એક થાય છે એ શ્રી માર્ગથી થાય છે એક કાલી કુલથી થાય છે અને અકે શ્રી કુલથી થાય છે શ્રી કુલ એ સાત્વિક માર્ગ છે જેમાં વૈદિક પદ્ધતિથી ન્યાસ કરીને અને દેવીને એક ફલ આહાર નેવેધ્ય ધરીને અથવા કુમ કુમ આર્ચન કરીને એ કરવામાં આવે છે કાલી કુલની સાધના છે એ તમસ પ્રકારની સાધના છે જેનું આ પુસ્તકમાં વર્ણન કરેલું છે સાધકની પ્રકૃતિને જોઈ અને એમને એ પ્રકારની સાધના આપવામાં આવે છે જો એ સાધકમાં રજસ અને સત્વ ગુણનું પ્રમાણ વધારે હોય કરૂણતાનો ભાવ વધારે હોય તો એ સાધકને શ્રી કુલની કાલી વિદ્યા શ્રી વિદ્યા આપવામાં આવે છે અને જો એ તામસી પ્રકૃતિનો હોય પણ ગુરુ સમર્પિત હોય તો એમને કાલી કુલની શ્રી વિદ્યા આપવામાં આવે છે શ્રી વિદ્યાની ચર્ચા કરવામાં આવી છે આ પુસ્તકમાં જેમાં સૌથી પહેલાં મહાગણપતિ ત્યારબાદ બાલા ત્રિપુર સુંદરી ત્યારબાદ વારાહી ત્યારબાદ માતંકી અને અંતે લલિતા મહા ત્રિપુર સુંદરીનો સમાવેશ થાય છે આ પુસ્તકમાં એવું કહેવામાં આવે છે શિવ દ્વારા પાર્વતીને કે દેવી તમે જ અલગ અલગ પ્રકારની દસ મહા વિદ્યાઓમાં સ્થિત છો તમે જ ક્યારેક કાલી બનીને આવ્યા છો તમે જ ક્યારે પણ લલિતા મહા ત્રિપુર સુંદરી બનીને આવ્યા છો તમે જ ક્યારે છીન્ન મસ્તા અને તમે જ ક્યારે બગલા મુખી હતા મતલબ કે એવું એકોહમ બહુ શ્યામિ જેને કહેવાય છે એ એકોહમ બહુ શ્યામિ એટલે કે હું એક જ છું પણ ઘણા બધા સ્વરૂપમાં વિસ્તૃત છું એ વાતનું અહીંયાં સમર્થન કરવામાં આવે છે આની સાથે સાથે સંસ્કૃતમાં એવું વાક્ય લખવામાં આવેલું છે કે સર્વંમ ખલા વિદમ બ્રહ્મ મતલબ કે બ્રહ્મ દરેક જગ્યાએ છે અણ અણુ અણુંમાં શિવ છે કણ કણમાં શિવ છે આ વાતનું સમર્થન પણ આ પુસ્તકમાં કરવામાં આવેલું છે કે એકપણ પર્ણ હરે છે અથવા તો એકપણ કોઈ મોટી વસ્તુ હલનચલન થાય તો જેમાં ઈશ્વર તત્ત્વ અથવા તો ઉર્જાનો વાસ છે જેમાં શક્તિને તેના મૂળ રૂપે વર્ણીત કરવામાં આવી છે કાલી એ શક્તિનું મૂળ રૂપ છે અને જ્યારે ક્રષ્ન ગીતામાં એવું કહે છે કે જ્યારે કંઈપણ નહોતું ત્યારે હું હતો ત્યારે એ એવું જ કહેવા માંગે છે કે હું જ કાલી છું અને કાલી જ ક્રષ્ન છે અને ક્રષ્ન જ કાલી છે આ વાતનું સમર્થન આ પુસ્તકમાં કરવામાં આવેલું છે તો તંત્ર રાજ તંત્રમ એ પણ એક બહુ બૃહદ ચર્ચો ચર્ચા કરવાનો ગ્રંથ છે આ સાથે સાથે શ્રી વિદ્યાના પુસ્તકોમાં પરશુરામ કલ્પ સૂત્રમ અને કરપાત્રિ મહારાજ દ્વારા શ્રી વિદ્યારણવ ગ્રંથ છે એ રચવામાં આવેલો છે આ બંને પણ એકદમ વિસ્તૃત પુસ્તકો છે જેમાં એમની ઉપાસના કરવામાં આવી છે અનેક અનેક પ્રકારના સંપ્રદાયો છે જે દસ મહાવિદ્યાઓના ખુલેલા છે જેમાં છન્ન છીન્ન મસ્તા આવે છે તારા આવે છે કમલા આવે છે બગલા મુખી આવે છે વારાહી આવે છે માતંગી આવે છે વગેરે વગેરે મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે છે જેમાં અલગ અલગ પ્રકારના સંપ્રદાયો છે અલગ અલગ પ્રકારના માર્ગ છે